આઈઆરસીટીસી ગ્રાહક હેલ્પલાઇન પર કોલ લાગ્યો છે

કે હમણાં જે શનિ રવિ જે છે ને હા હા સર હા છેલ્લા શનિ રવિ તો શનિ રવિ છે ને આપણી જે શનિ રવિ એ તારીખ જે છે સત્તર અને અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસ આપણે શનિ એટલે શનિવારે આપણી જે સત્તર તારીખ છે અને રવિવારે અઢાર તારીખ છે તો શનિવારે છે ને અમારે અહીંયા વલસાડ રેલવે સ્ટેશનથી વડોદરા જતી કોઈ જે કંઈ ટ્રેન હોયને સવારની કોઈ ટ્રેન હોય ધારો કે સવારે છ થી આઠ અથવા છ થી નવ નવ વાગ્યા સુધી સવારે જે કંઈ ટ્રેન હોય ને તેના વિશેની થોડી માહિતી જોઈતી હતી

હા વડનગર એક્સપ્રેસ જાય છે ને હા બીજી ઈન્ટરસિટી જાય છે ઓકે આ બન્ને ડેલી જાય છે આ બન્ને ટ્રેન ઓકે ડેલી જાય છે તો અમારે છે ને ટિકિટ બૂક કરવાની હતી સાત જણાની તો કેવી રીતે કરવી તે અમને ખબર નથી કેવી રીતે ટિકિટ બૂક કરવાની અને ઓનલાઈન એટલે કેવી રીતે કરવાની તે વિશે બી જાણવાનું હતું અને કઈ કઈ ટ્રેન જે આવવાની છે કઈ કઈ ટ્રેન ઉપલબ્ધ છે ઓનલાઈન બુકિંગ થઈ શકે અમે સાત જણા માટે તો કેટલી સીટ કોઈ બી ટ્રેનમાં સીટ ખાલી છે તેના વિશે જાણવાનું હતું થોડું હા હા કોઈ એસી કંપાર્ટમેન્ટની જરૂર નથી એસી ડબો નહીં હોય તો ચાલશે બટ અમારે બુકિંગ કરવાની હતી સાત સાત જણા માટેની શનિવારે જવાના છે સવારે ને શનિવારે શું છે નવ વાગે નીકળી જાય અહીંયાથી તો પછી કેટલા વાગે પહોંચે ધારો કે એક વાગે બાર વાગ્યા સુધી પહોંચી જાય વડોદરા અમારો ફરવાનો પ્લાન છે એટલે પછી હમ એટલે પછી પાછું રવિવારે નીકળશે રવિવારે પાછી કઈ ટ્રેન પાછી વડોદરાથી વલસાડ આવે છે તે રીતે થોડી જાણકારી લેવાની હતી હા ને રવિવારે છે ને બપોરે ત્રણ વાગે પાછું પરત થવાનું આવશે અમે પાંચ ત્રણથી ત્રણથી પાંચ વચ્ચે કોઈ ટ્રેન હોય જે વડોદરાથી વલસાડ આવતી હોય તો તેની થોડી જાણકારી આપજો એટલે અમને ખબર પડે તો પહેલેથી અમે થોડું પ્લેન બનાવીને નીકળીએ કે આ તારીખે આ ટ્રેન છે ને પછી આવતા પણ અમને ટ્રેન મળી રહે કે નહીં તે જોવું પડશે ને

ઓકે બરાબર

આ રીતે ને હા સમજી ગયો સમજી ગયો ઓકે ઓકે થેન્ક યૂ થેન્ક યૂ સર